ગુજરાતની હસ્તકળા અને કળા એ કારીગરો સર્જમાં સર્જનાત્મકતા અને પ્રતિભા પ્રદર્શિત કરે છે કારણ કે ગુજરાતીના જે અમુક અમુક વિસ્તારમાં છે હસ્તકળા બહુ પ્રખ પ્રખ્યાત છે જેમાં કપડાં પર હસ્તકળા કરવામાં આવે છે કોઈપણ સાડી છે ચ બ્લાઉસ છે ચણિયાચોળી છે કોઈ પણ પ્રકારનાં વસ્ત્ર ઉપર હસ્તકળા કરવામાં આવે છે અને તેનાથી તે કારીગરો અલગ અલગ કોડિયા અલગ અલગ વસ્તુ માટીમાંથી બનાવી અને તેમાં પણ હસ્તકળાનો ઉપયોગ કરે છે અને તેનાથી પ્રતિભા પ્રસારિત પ્રદર્શિત કરવા માગે છે એ લોકો